લગ્નમાં લોકો નવ વધુને નવ વધુને ભેટ સોગાદો આપે છે એવો રિવાજ છે અને પહેલાંના જમાનામાં તો છે તે દહેજ પણ આપવામાં આવતો હતો જે હવેથી નીકળી ગયો છે લગ્નમાં નવ વધુને સોનાની ભેટો આપવામાં આવે ચાંદીની ભેટો આપવામાં આવે છે તે વસ્ત્ર આપવામાં આવે ખાવાની વસ્તુઓ પણ આપવામાં આવે એમ અલગ અલગ જાત જાતની લોકો પોતાનો આનંદ વ્યક્ત કરે છે ભેટ આપીને અને નવ વધુ જયારે પોતે છે તે નવો સંસાર માંડી રહી છે નવાં ઘરે જઈ રહી છે તો એને લોકો વાસણો પણ ભેટ આપે છે વસ્તુઓ પણ ભેટ આપે છે કોઈ કબાટ ભેટ આપે કોઈ સોફા પણ ભેટ આપે જેવી જેવી લોકોની ખુશી અને આર્થિક સ્થિતિ પ્રમાણે લોકો ભેટ આપતાં હોય છે નજીકના સગા હોય તે સોનાની વસ્તુઓ આપે થોડાક દૂરના સગા હોય તો એ કોઈક વસ્તુ આપે વાસણ આપે કેટલાક રોકડા રૂપિયા પણ આપે ફિક્સ કે જાતે નવ વધુએ જે લેવું હોય તે લઈ શકે એમ અલગ અલગ પ્રકારની ભેટો આપવામાં આવે છે અને તે વર્ષોથી પ્રથા છે અને તે સ્વીકાર્ય પ્રથા છે પણ એમાંની જે દહેજની પ્રથા હતી તેમાં સરકારે કાયદો કાઢતા હવે એ પ્રથા હવે બિલકુલ બંધ થઈ ગઈ છે હવે કોઈ દહેજ માટે આગ્રહ કરતું નથી અને કોઈ દહેજ ઓપનલી આપતું નથી હવેના સમાજમાં સમયમાં નવ વધુ પણ છે તે એજ્યુકેટેડ હોય છે અને એ લોકોને હવે ભેટ સોગાદો કરતાં પણ આ લગ્નની ખુશી અને એ જ વધારે અગત્યનું છે માટે ભેટ સોગાદ ધીમે ધીમે ઘટતી જાય છે અને ખુશીઓના બીજા બધા પ્રકારો વધતા જાય છે જેમકે ડીજે હોય સંગીતનુ વાતાવરણ હોય લોકો નાચતા હોય અને વરઘોડામાં લોકો જે છે તે અલગ અલગ રીતે ડાન્સ કરીને લોકોનું મનોરંજન કરતા હોય છે એ પણ એક અલગ જ બાબત છે અને ઘણી વખત નવ વધુ જાતે પણ ત્યાં વરઘોડામા આવીને ડાન્સ કરતાં હોય છે અને ખુશી વ્યક્ત કરતાં હોય છે એટલે લગ્ન એક આનંદનો વિષય છે અને એને બધા ખુશીથી ઉજવવા માટે ભેગા થયેલા હોય છે માટે ગીફ્ટ ભેટ આપે છે અને ભેટ લેવાવાળાને પણ આંનદ થાય છે અને આપવાવાળાને પણ આનંદ થાય છે અને અંતે વાતાવરણ સરસ વાતાવરણમાં એક સરસ લગ્ન પૂરાં થાય છે